હલો બ્લૂ બેરી રેસ્ટોરન્ટ હું મોક્ષ બોલું છું મને આપની એવા અંગે એક મહત્વપૂર્ણ બાબત જણા જણાવવી છે આજે મેં તમારા ત્યાંથી પનીર ટીકા ઓડર કર્યો હતો પરંતુ ખોરાકની સ્થિતિ અત્યંત નકારી લેવામાં આવી છે ખોરાક વાસી આવ્યો છે જે સ્વાદ માટે અને સ્વાસ્થ્ય માટે અસ્વીકૃત છે મારી વિનંતી છેકે તમારું ધ્યાન આ મામલે દોરવામાં દોરવામાં આવે અને શક્ય તેટલું જલદી સુધારણા કરી શકાય તેવી વ્યવસ્થા કરવી હું આશા રાખું છું કે ભવિષ્યમાં આવી સમસ્યાઓનો સામનો ન કરવામાં કરવાનો આવશે આ સબંધી ચિંતાને લેનાર તક આપશો તથા મને મફત પરીયારોની તક આપશો તે આપનો આપકા જે સહાય છે આપનો આભાર